પોતાના ડાન્સના કરિયર દરમિયાન ઘણા પ્રકારની સમસ્યાઓ આવે છે સ પહેલી વાત તો એ કે આપણા પરીવારના લોકો જ્યારે આપણને સમજી ન શકતા હોય તો પહેલે તે એક આપણી સમસ્યા શું છે સમસ્યા શું છે તે પહેલાં નક્કી કરવાનું તેને કેવી રીતના સૉલ કરવાની પછી કે આપણામાં શું ઘટે છે અને આપણા જે પરીવારના લોકો છે એ આપણને શું પડકાર આપે છે પહેલે એ આપણે સ્વીકારી લઈએ પછી આપણા જે શિક્ષકગણ છે આપડા તાલીમગણો છે અથવા તો આપડા કોઈ ફ્રેન્ડ સર્કલ છે મિત્ર છે તેમને આ વાત જણાવીને પોતાના પાસે જે ટેલેન્ટ છે પોતાનામાં જે આવડત રહેલી છે એ દર્શાવીને તેમને જણાવો કે તમારે ક્યાં સુધારો કરવાની જરૂર છે ક્યાં તમારે આગળ વધવાની જરૂર છે ક્યાં તમારે કોઈ સલાહ લેવાની જરૂર હે આ બધા ફીડબેક મેળવવાની જરૂર છે પછી છે કે આપણે આપણું એક લક્ષ્ય નક્કી કરવાનું કે ભાઈ આપણે આપણા ફ્યુચરમાં આપણે આપણા નજીકના જીવનમાં શું કરવું છે સમસ્યાનો સામનો કરવા માટે આપણે ખાસ એક નક્કી હોવું જોઈએ કે આપણું લક્ષ્ય શું છે આપણે આપણું લક્ષ્ય નક્કી કરીને તેના ઉપર આગળ વધારવી છે આપણી આવડતો આપણામાં રહેલી ખૂબીઓ એ બધું જાણીને આપણામાં આવડત છે કે હું નૃત્ય કરી શકીશ તો આપણે પહેલાં પોતાના ઘરના સાથે વાત કરીને તેમને પોતાના આવડતો અને પોતાની કારકિર્દી વિશે જણાવીને તેમની પાસે સમજાવાની કોશિશ કરવાની પછી સમાધાન માંગવાનું કે ભાઈ તમને લોકોને એનીથી શું આપત્તિ છે તમે લોકો શા માટે મને ના પાડી રહ્યા છો શા માટે આવી રીતના કહી રહ્યા છો પછી પ્રયત્ન અને તાલીમ આપણે નૃત્યના કારકિર્દી અપનાવી લીધી છે તો એના માટે ભાઈ આપણે કુશળ બનવું પડશે આપણે ફક્ત પોતાના શોખ માટે નહીં પરંતુ જો આપણે કારકિર્દી ફક્ત એ જ માધ્યમમાં બનાવી છે તો પોતાના કૌશલ્યને સુધારવાનો વધારે પ્રેક્ટીસ કરવાની જ્યાં ત્યાં વર્કશોપ આવેલી હોય તે વર્કશોપમાં ભાગ લેવાનો ઇવેન્ટ્સમાં ભાગ લેવાનો ડાન્સ સમુદાયમાં જોડાવાનો અને ઉધ્યોગના વ્યવસાયિકો હોય તેની સાથે જોડાણ કરીને પોતાની કારકિર્દી દર્શાવાની પોતાના પરિવારને વાત કરવાની કે મારું આમાં ભવિષ્ય સારું છે હું આમાં આગળ વધી શકીશ અને આ મને ખૂબ મદદરૂપ થવાનું છે તેથી આપણે આપણા પરિવારને સમજાવાની કોશિશ કરીશું તો એ લોકો સમજી પણ જશે અને એ આપણને આમાં સાથ પણ આપશે પછી આપણે આપણું નક્કી કરી જી લીધું છે કે નૃત્ય કારકિર્દીમાં આગળ વધવાનું છે તો એમાં આપણે આપણે પોઝિટિવ રહેવાનું પેશન્ટ રાખવા પેસન્સ રાખવાનો કે સકારાત્મક દૃષ્ટિકોણ રાખવાનો જ્યારે જરૂર પડે તો આપણે આપણી જીવનશૈલીમાં આપણા રોજબરોજના દૈનિક કાર્યોમાં ફેરફાર કરવાનો સવારે ઉઠીને પોતાના પ્રેક્ટીસના અમુક સમય હોય તે ફાળવવાના વધારા પડતો આપણો જો સમય વ્યય થતો હોય તો પહેલાં તેને નક્કી કરી તેને આપણો નૃત્યમાં તમે તમારું વધેરું સમય ફાળવી શકો કે એનું ધ્યાન દોરવાનું પછી આપણી નાન જાણ શારીરિક અને માનસિક આરોગ્યને સંભાળી લેવાથી આપણામાં ઉત્સાહ અને પ્રેરણા જળવાઈ રહે છે ડાન્સ છે કે તમે તમા આપણે શારીરિક અને માનસિક બંને રીતે સ્વસ્થ હોવા જોઈએ આપણું શરીર આપણું સાથ ના આપે તો આપણે તે કારકિર્દીમાં આગળ વધી શકતા નથી આપણે માનસિક થાક હશે તો પણ આપણે તેમાં પાછા પડીશું અને ઘણા પ્રકારના ડાન્સ હોય છે ક્લાસિકલ ડાન્સ હોય છે મોર્ડન હોય છે હિપોપ કંટેપ્રરી આપણે વિવિધ પ્રકરણમાં ડાન્સ શૈલી અને બધા જ પ્રયાસ કરવાના પછી એમાંથી જોવાનું કે તમારા માટે કયું બરાબર છે તમે કેમાં વધારે પડતાં માહિર છો તમે કેમાં વધારતા પડતાં આગળ વધી શકો છો આપણે આપણું કૌશલ્ય અને શૈલી અને શૈલીના પ્રયાસ જાણીને આપણું કૌશલ્ય બધા બજારમાં વધુ આયોજિત થઈ શકે કે કેવી રીતના પ્રયાસો કરવા જોઈએ